હા બોલો બોલો હા બોલો

આપણી પાસે ઘણાં બધા ઓપ્સન્સ છે જેમકે વોલવો બસમાં જવું હોય પોતાની પર્સનલ બસ બુક કરવી હોય તો એ પણ મળે છે પછી એસી બસ નોન એસી બસ સિટિંગ સ્લીપર તમને જે રીતનું જોઈતું હોય લકઝરી પણ છે જે રીતની બસનું સુટેબલ છે સેવન સીટર સુધીની ગાડી છે સેવન સીટર સુધીની ગાડી હશે હા દસ જણ એમાં ના ચાલો બસ બુક કરાવવી પડે તમારે નહીં નહીં બસ તમને એકદમ આમ પરફેક્ટ રહેશે ટેમ્પોમાં ને એમાં ના મેળ આવે બસમાં એકદમ કમ્ફટેબલી જઈ શકો અને તમારે જવું છે ક્યાં સુધી તો એવડી લાંબી જર્નીમાં

હં હં

ભાવ તો પરફેક્ટ જ છે

એસી બસ બુકસ કરાવશો એટલે વડોદરા જવા આવવાના દસ હજાર રૂપિયા થશે તો સાત આઠ હજાર જેવું થશે હં તો સાત હજાર સાત હજાર થશે કિલોમીટરના તેર રૂપિયા

એસી નોન એસી તમારે જોઈતી હોય તો પાંચ હજારમાં સુવિધા આવી ને એના કરતાં અમારી સારી હશે ક્યાંય પણ વચ્ચે બસ ખોટકાઈ કે કાંઈ પણ થાયે તો અમારી બીજી બસ આવીને તમને વડોદરા સુધી પહોંચાડી દેશે

નહીં નહીં સાત હજાર ફિક્સ રેટ છે ના ના સાત હજાર તમે જાણીને કહો બધાય બધુ હા ડન રાખો

ઓકે ઓકે વૉટ્સઅપ કરી દઇશ હા